હલો હું હું ધાર્મિક બોલું છું ઝૂ વિઝિટર તરીકે તકરબાર ઝૂમાં વિઝિટ કરવા આવ્યો તો મેં હમણાં જ વિઝીટ કરી હતી જૂની બે દિવસ પહેલાં તેમાં મેં ફર્સ્ટ તો અમુક બર્ડ જોયાં પછી અમુક ઇન્સેકટ પ્રાણી જોયા પછી વાત કરતા સ્પોટેડ ડિયર છે સિંહ છે વાઘ છે એવા ઘણા પ્રાણીઓ જોયાં પછી સિંહ શિયાળ છે વરુ છે તો હવે મારો પ્રશ્ન એ હતો કે તમે આ બધાની કાળજી કઈ રીતે રાખવી હમ હમ પછી હેલ્પ કઈ હેલ્પ થયો હોય તો

બરોબર ટૂંકમાં સારી રીતે થાય છે બધું એવું હા ટૂંકમાં એક જાતનો સર્વે જ હતો ઓકે થેંક ઓકે હું હા હા હું હું હવે તમને રૂબરૂ આવીને બધી વાત કરીએ આપણે ઓકે ઓકે એ હા ચાલો ઓકે હો